આમ જોવો ને તો બીમારીઓ છે ને એ અત્યાર સુધી એવું હતું કે બહુ ઓછા લોકોને આવતી પણ હવે એવું નથી દસમાંથી દર ત્રીજા લોકોને એક મોટી બીમારી હોય છે એનું કારણ શું હા આ જંક ફૂડ આ રેસ્ટોરન્ટ અને એનો આ આખો જમાનો પહેલાં જેવું તો હવે રહ્યું જ નથી સ્વાસ્થ્ય સંભાળ માટેની કસરત સ્કૂલમાં જ હવે કોઈ છે નહીં ને ન યોગા કરાવે ન તમને રમાડે ન કાંઈ કરાવે તો તમારે જાણવા કેવી રીતે જાળવવી અને બર્ગર અને પીઝા એવા તે લલચાવે કે સો ને સો ટકા તમે બીમાર પડો જ હવે એનો જવાબદાર કોણ માણસો પર ખરા પણ સાથે સાથે એક બીજો મોટો રોગ આપણે અમદાવાદમાં પલપી રહ્યો હોય ને તો એ છે દમ શ્વાસનો રોગ એનું કારણ ખૂબ ખૂબ પેટ્રોલના ધૂમાડા અને અમદાવાદને કહેવાય કે એતો છે જ ધૂળિયું એટલે અમદાવાદ ખૂબ ધૂળિયું છે તમે ગમે એટલા માસ્ક પહેરો પણ બહાર નીકળો એટલે ધૂળ તમને અડકે નહીં એવું તો બને જ નહીં તમે થોડોક વખત જઈને આવો ને એટલે જાણે તમે ભઠ્ઠીમાં કામ કરીને આવ્યા હોય ને એવા તમે લાગો હવે એમાં તમે તમારી જાળવણી કેવી રીતે રાખશો એના માટે તમારે અંદરથી જ મજબૂત બનવું પડશે કારણ કે આટલા બધી પબ્લિકને આટલી મ્યુનસિપાલટી કેવી રીતે સંભાળી શકે એક તો અવેરનેસ નથી લોકોમાં જે આવે એ બાર જમવું એટલે જમવું આધુનિકરણની દોડમાં તમે સાચું ખાવાનું જ ભૂલી ગયા છો અને દરેક સિઝન હોય એટલે દરેક દવાખાના ફૂલ તમે કયા દવાખાનામાં જઈને તરત સારવાર મેળવી શકો એ બાબત અત્યારે બહુ જ બહુ જ ધ્યાન રાખવા જેવી છે અને હા એમ્બ્યુલન્સ બોલાવો અને માણસ મરણ પથારીએ પડ્યો હોય તો કેવી રીતે હોસ્પિટલ સુધી પહોંચવું એ ખૂબ ખૂબ અનિવાર્ય છે એટલી જ ભીડ ટ્રાફિક અને ક્યાં ક્યાં પહોંચે થોડી ઘણી સુવિધાઓ છે અટલે આટલા મોટા શહેરને પૂરી પાડવી એ પણ અશક્ય છે એટલે બનેને તો આપણી પોતાની સંભાળ જ આપણી પોતાની બચત છે તો એના માટે આ બધી સ્વાસ્થ્યને હાનિકારક તત્વો બંધ કરીએ અને પોતાની રીતે જ પોતાનું સ્વાસ્થ જાળવીએ